આરામ અને આરોગ્ય તમારા ઘાવને આરામ આપો દોડવું તાત્કાલિક રોકવું અને ઈજા થવાથી આવકાર દ્રવ્ય પદાર્થોનો ઉપયોગ કરવો આયરસી થેરાપી ઇજાગ્રસ્ત જગ્યાએ ઠંડક આપવી જે નફસી સુજન અને દુખાવાને ઓછું કરવામાં મદદ કરી શકે છે દવા દર્દ વિરારત દવાઓ જેવી કે આઇબ્રો પ્રોફાઈલ કી એસી ટામિનો ફેન પરંતુ દવાઓનો ઉપયોગ કરવાની સૂચનાઓ અને માત્રા અનુસાર કરો ફિઝિયોથેરાપી આપની ઇજાને સારું કરવા માટે એક ફિઝિયોથેરાપીસ તરફથી વ્યાયામ અને મસાજ થેરાપી જેવી સારવાર લઈ શકો છો પુન પ્રારંભ માટે સાવચેત રહો આરામ પછી સરળ કસરત સાથે ફરીથી શરૂ કરો અને ધીરે ધીરે દોડવું શરૂ કરો આપના શરીરના સંકેતો તરફ ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે પ્રતિષ્ઠાન પદ્ધતિ દોડતા સમયે સારા પ્રકારના જૂતા અને યોગ્ય ટેકનીક પસંદ કરો જેથી ટકાઉ ઈજા થવાની શક્યતા ઓછી થાય આ રીતે આપની ઈજા સાથે યોગ્ય રીતે વ્યવહાર કરી શકો છો અને સારી રીતે મજબૂત અને સ્વસ્થ બની શકો છો